જ્યારથી કોઈપણ વસ્તુનું મૂલ્ય એ પૈસામાં અથવા બીજા કોઈપણ બદલામાં લેવાની વૃત્તિ શરૂ થઈ ત્યારથી એમાં અનિષ્ટ આવ્યું છે માણસને હરામનું ખાવાની લોભ વૃત્તિ એટલે કે બીજાનું લેવાનું આપણો હક નથી છતાં પણ પચાવી પાડવાનું આવી માણસની ઈચ્છા થાય છે એટલે એ પ્રમાણિકતા રહેતી નથી તો વ્યાપરની અંદર ખાસ કરીને વેપારીને એમ થાય કે આ ભાઈ ચોખા છે તો એની અંદર બીજું કાંઇક ભેળવી દઈએ તો વજન વધી જાય અને આપણે પૈસા વધારે મળે અને ઓછાં અનાજની અંદર વધારે પૈસા મેળવી લઈએ આવું થાય કોઈપણ એવી વસ્તુ નથી આપણે અરે દૂધ જેવું કે બાળકો પીતા હોય વૃદ્ધો પીતા હોય એવાં દૂધ જેવી વસ્તુમાં ઘી જેવી વસ્તુમાં ખાવા પીવાની વસ્તુમાં એટલી બધી ભેળસેળ એ લોકો કરે છે કે જે માનવીનાં આરોગ્યની સાથે ચેડાં કરે છે એમ જ કહી શકાય સામ હવે આપણે કોઈ દિવસ એવું વિચારીએ નહીં કે ભારતની અંદર આટલાં બધા દૂધાળા પશુ છે નહીં છતાં આટલું બધું દૂધ ક્યાંથી નીકળે છે એટલે કેમિકલમાંથી દૂધ બનાવવાનાં કેમિકલમાંથી ઘી બનાવવાનાં કારખાનાના કારખાના છે અને એમાં ધાર્મિક સંસ્થાઓ પણ એમાં જોડાયેલી છે એક વખત તો એવું છાપામાં હતું કે સ્વામિનારાયણ મંદિરમાં જે કાંઈ પ્રસાદી લાડુડી કે એ બને છે મગસ બને છે એ બધા આવાં મટનટેલોમાંથી અને પ્રાકૃતિક એવું ન હોય એવાં ઘીમાંથી જે રાસાયણિક પેલાં સાધનોથી બનાવેલું દવાઓથી બનાવેલું આવું બધુ એનાથી આ બધું પ્રસાદીનું બનાવે છે આવા કેટલાય કિસ્સા એમાં આવ્યા છે છાપાની અંદર પણ રોજે રોજ કેટલી બનાવટ કેટલું પૈસા માટે લોકોનાં સ્વાસ્થ્યનું જરાય વિચાર તો નથી પછી આ બાળકો અને પેલા જ્યારે તરણમાં ગયા હોય એવા બધા ડૂબી જાય છે એમાં પણ દગા ફટકા એ બધુ આવે છે એટલે કોઈ જગ્યાએ એવું નથી કે માણસને દગો ન થાય આ રીતે સમાજમાં ચાલે છે પૈસા ભેગા કરવા માટે કોઈપણ ધર્મ એમાં ધર્મ સંસ્થાઓ પણ એમાં જોડાયેલી છે પછી કેળવણીની સંસ્થાઓ પણ આમાં જોડાયેલી છે કે કોઈને એમ છે કે આપણી માથે ધર્મ રાખવો છે એવું નથી આહાર નિંદ્રા બધાની જરૂર છે પણ એમાં પૈસાની આટલી બધી ભૂખ હોય અને એ સંતોષવા માટે ગમે એને ગમે એ રીતે શીશામાં ઉતારી દઈને આપણે પૈસા ભેગા કરી લેવા આવી વૃત્તિ તો સારી છે જ નહીં અલબત્ત એનાં જે પરિણામો એ બધાં ધર્મ શાસ્ત્રો બતાવે છે કે એને એનાં પાપ છે એટલે એને નડશે ગમે ત્યારે પણ એ પહેલાં તો ખાનારને પીનારને ભોગવનારને ખૂબ જ ભોગવવું પડે છે એટલે આ સમાજમાં બહુ અનિષ્ટ ચાલે છે અને ભ્રષ્ટાચાર છે એટલે આ બધું થાય છે લોકો જલ્દી જલ્દી પૈસાદાર થવું છે જલ્દી જલ્દી પોતાનાં ખીસ્સાં ભરી લેવાં છે આવું નેતાઓ શિક્ષકો અને વેપારીઓ તમામ આ બધું કરે છે એવું મારું માનવાનું છે